ચોક્કસ મારા વિસ્તારમાં ઘણી બધી સંસ્કૃતિ ધરાવતા જૂથો રહે છે દાખલા તરીકે ઇસ્લામ ધર્મ ધરાવતા લોકો એમના તહેવાર જે ઉજવતા હોય જે તાજિયા છે એના જૂલુસોમાં પણ આપણે ભાગ લેતા હોય છે એ રીતે જૈન જૈન સંસ્કૃતિમાં પણ જે એમના ઉચ્છો જે ઉજવવામાં આવતા હોય એમાં પણ આપણે ભાગ લઈ અને એની સાથે રહેતા હોઈએ છીએ એ જ રીતે શીખ ધર્મ શીખ ધર્મમાં પણ ગુરૂ નાનકની એની પણ આપણે એની મુલાકાત લીધેલી છે શીખ ધર્મના લોકો સાથે પણ મુલાકાત કરેલી છે એમની સાથે વાતચીત કરેલી છે સર્વ ધર્મ સમભાવ વિવિધતામાં એકતા એ આપણા દેશનું હંમેશાં સૂત્ર રહેલું છે એ જ રીતે સૌથી કોઈ સારામાં સારો મને જો ધર્મ રિલીજન્સ ગમતો હોય તો યહુદી અને પારસી પારસી ધર્મના લોકોએ જે આપણા ગુજરાતમાં ખાસ જે ફેલાવો કર્યો અને જે દૂધમાં સાકર ભળે એમ ભળી ગયા એ દુનિયા માટે વિશ્વ માટે એક મહાન શોધ આપણે કહી શકીએ શોધનો વિષય પણ કહી શકીએ અને એ રીતે એની સાથે પણ અમે વાતચીત કરતા રહેતા હોઈએ છીએ